નમસ્કાર હું હિમાંશુ મેવાડા હમણાં જ મારી નોકરી નવી નોકરી માટે નવા શહેરમાં સ્થળાંતર કર્યું છે તેથી મારું જે ગેસ સિલિન્ડરનું જૂનું સરનામું હતું એ બદલીને હવે નવાં સરનામામાં અપડેટ કરવા માટે રિક્વેસ્ટ અથવા તો વિનંતી કરું છું

ગ્રાહક આઈડી નંબર ત્રણ સાત સાત ચાર છે મારા જૂના ઘરનું સરનામું છ હરિકૃપા શોસાયટી ગણેશ ચોકડી પાછળ આણંદ હશે જે નવાં સરનામામાં ઓગણત્રીસ ઓમ બંગલોઝ સરદાર પટેલ રાજમાર્ગ મોગરી આણંદ થઈ ગયું છે અપડેટ કરવાની જરૂર નોકરીની જે નવી નોકરી લાગી છે એના માટે છે જેથી કરીને આપને તાત્કાલિક પ્રક્રિયા કરવા વિનંતી કરું છું